મેં જે ટેબ્લેટ મંગાવ્યું હતું એ મને સમયસર મળી ગયું છે અં ડિલિવરી ચાર્જ વગર અં સમયસર ફ્રી ઑફ કૉસ્ટમાં મળી ગયું છે તેની અં ફંક્સન અં વર્કિંગ પ્રોસેસ અ સર જે છે એ બહુ સારાં છે ઓડિયો ક્વોલેટી વીડિયો કોલે કોલેટી એ સાપેક્ષમાં ઘણાં બધા સારાં છે અને અ બ્રાઇટનેસ સ્ક્રીન લૂક વગેરે પણ અં જે આપણને મનગમતો છે એવો જ છે